હાય હું જેનિલ મોદી વાત કરું મેં તમારા હું અત્યારે બોમ્બે છું હા અને હું ગુજરાત આવવાનો છું ને અમદાવાદ ફરવા માટે એના રિલેટેડ મતલબ વાત કરવી છે કે ત્યાં મતલબ અમે તમારા જોડે વાત કરી હતી ને કે અમારે એક ત્યાં ગાઈડ જોઈએ છે બેઝિકલી બધા ફોમ્સનાં આર્ટ બધું બતાવવા માટે એના માટે સો તમે મતલબ ત્યાં અમને મતલબ તમે ત્યાં શું શું મતલબ બતાવી શકો છો અમદાવાદમાં કઈ કઈ વસ્તુઓ સાહેબ જોવા માટે છે અમારો આઠ દિવસનો પોગ્રામ છે અમદાવાદમાં ના ના અમદાવાદ અને અમદાવાદમાં અને અમદાવાદની આસપાસ અમે અમારે થોડું ફરવાનું છે સો અમદાવાદમાં અમે બેઝિકલી ચાર દિવસ છીએ

હમમ અચ્છા ઓકે હા હા નામ સાંભળ્યું છે મેં હમ હમ ઓકે ત્રીસથી પાંત્રીસ હા હમ હમ અચ્છા હમ ઑ નાઇસ હં હં અચ્છા ઓકે મતલબ આ બધું જે છે એ એ અમદાવાદમાં છે કે અમદાવાદથી દૂર છે હા ઓકે સમજી ગયો અને અમદાવાદમાં કંઈક મેં બીજું સાંભળ્યું છે કે હમણાં કંઇક નવો વચ્ચે બ્રિજ બન્યો છે હમ હમ હા એનું નામ શું હતું હું ભૂલી ગયો અટલ બ્રિજ હા આવું હોય તો ના એ તો બહુ એ તો એતો બહુ દૂર પડે પછી એટલે હમ અચ્છા એટલે બેઝિકલી અમારે તો બધાને મેઇન છે ને જે આર્ટ છે ને અમારે એ જ દેખવું છે તો તમે જે સ્ટાર્ટિંગમાં કીધું ને આર્ટના રિલેટેડ અમદાવાદની ગુફા પછી આ બાજુ બીજી બધી બીજી બધી જગ્યાએ બી દેખવા મળશે અને ગાંધી આશ્રમ એ બધું મતલબ અમને ત્યાં જવું વધારે ગમશે એમ ઓકે ઓકે હા તો હું તો અહીંયા અમદાવાદ મારે મતલબ બે દિવસ રહીને ફ્લાઇટ છે સો હું તમને અહીંયા આવી ને એવું હોય તો ફોન કરું ઓકે થેન્ક યુ